જો ગુજરાતમાં જુદા જુદા પ્રદેશમાં જુદા જુદી સાંસ્કૃતિક ફેરફારો ઘણા છે દાખલા તરીકે એ સાઉથ ગુજરાત કે જ્યાં આગળ ઈ દક્ષિણ ગુજરાત કે જ્યાંના માણસોના અમારા પેરવેશ ખાવા પીવાનું અલગ થાય છે તે જ રીતે કાઠિયાવાડ સૌરાસ્ટ કચ્છ દરેક જગ્યા અલગ અલગ હોય છે દરેકના પ્રદેશ તે રીતે ગુજરાતમાં અલગ અલગ જાતના લોકો રે છે જેવી રીતે હિન્દુ મુસ્લિમ પારસી પછી ક્રિચ્યન શીખ બધા લોકો રે છે દરેકના હક દરેકના અલગ અલગ ટાઈપનાં એ કે કપડા કપડા હોય છે દરેકના વિચારો અલગ હોય છે ખાવા પીવાનું અલગ હોય પછી તહેવારો અલગ અલગ હોય છે દાખલા તરીકે ગુજરાતી હિન્દુ હોય તો મંદિરે જતો હોય ખ્રિસ્યન હોય તો એ ચર્ચમાં જતો હોય મુસ્લિમ હોય તો એ મસ્જિદમાં જતો હોય સરદારજી હોય તો ગુરુદ્વારમાં જતો હોય આમ અલગ અલગ જગ્યાએ જતાં હોય છે આમ ઘણો ફરક પડે છે કે ખાવા પીવાનું વિચાર કરે કે હિન્દુ લોકો પ્યોર હોય એ શાકભાજી વેજીટેબલ ખાય છે જ્યારે મુસ્લિમ લોકો ક્રિશ્યન લોકો પંજાબી લોકો એ બધા મટન મચ્છી નો ઉપયોગ કરતાં હોય જ્યારે હિન્દુ બિલકુલ તે એનો ઉપયોગ કરતાં જ નથી હોતા આમ ઘણાનો ફરક છે આ એ પહેરવેશ તો દરેકના પહેરવેશતો પણ ઘણો જાતનો ફર્ક છે મુલસિમો માથા પર ટોપી પેરતા હોય જ્યારે હિન્દુઓ પેરતા નથી હોતા સરદારજી માથા પર ફેટા વાળતા હોય છે જ્યારે હિન્દુ લોકો બીલકુલ નથી બાંધતા હોતા આમ ઘણો ફરક પડશે બસ